થઇ જશે ને કેવાં કેવાં ઓકે એટલે શોર્ટમાં આખાં ઘરને જ કલર કરવાનો છે તમારે એમ ઓકે કેટલાં રૂમ છે તમારે ચાર રૂમ છે ઓકે બે રૂમ એક હોલ ને એક કિચન છે ઓકે બરાબર ને અને પીઓપી કેટલાં રૂમમાં છે બે રૂમમાં પીપોપી છે ઓકે તો થઈ જશે ને બધા જ કલર છે સર જે જે તમારે જોઇએ જે આપણાં મારી પાસે ડાયરી છે એમાં બધા કલર છે એ તમને જે ગમે એ કલર કરાવી શકો એમ કંપની એશિયન પેઈન્ટનો સારામાં સારો કલર આવે છે એશિયન પેઈન્ટની કંપની છે એનો સારામાં સારો કલર આવે છે ના ના કંઈ કશો વાંધો નહીં સર એશિયન પેઈન્ટ વોટર પ્રૂફ કલર આવે છે તમારાં ઘરમાં પાણી પણ આવતું હોય દીવાલોમાં તો પણ કલર ઉખડી નથી શકતો અને કઈ ભેજવાળી દીવાલો પણ નથી થતી

હા એશિયન પેઈન્ટનો સારો કલર આવે છે સારા ડિમાન્ડમાં પણ આપણે ડિસ્કાઉન્ટ પણ ચાલતું હોય છે તો તમારે એ થઈ શકે છે કલર બધું જ સર અમારું મજૂર બધું જ અમારું માણસો બી મારા કલર બી ખાલી એક ખાલી તમારે મારા શેઠ જોડે વાત કરી લેવાની પેમેન્ટ તમે ત્યાં કરી શકો છો હા તો હું તમ હા તે હા હં હં બરાબર તો થઇ જશે સર તમારા ઘેર હું ડાયરી લઇને આવીશ ત્યારે તમે જોઈ શકો છો જે કલર કરાવવો હોય એ મને કહી દેજો એટલે બીજા દહાડે ઓર્ડર નાખી એ કલરનો એ કલર તમારાં ઘેર આવી ને હું લગાવી જઈશ હા બધું જ થઈ જશે સર એ સર જે જેવા જેવા તમે કલર ડીસાઈડ કરો એ પ્રમાણે તમારા થઈ જશે ઓકે સર ગાય તમારું એડ્રેસ એડ્રેસ મને વોટ તમે એડ્રેસ એડ્રેસ મને આ નંબર પર વોટસપ કરી દો તો હું તમારા ઘેર આવી ને ડાયરી બાયરી લઇને તમને બતાવી દઈશ ઓકે ઠીક છે ચાલો